હેલો બસ ફાઈન મજામાં બોલો હા બસ જી જી જરા બીઝી જરાક રે કામમાં વ્યસ્ત રહેવાય છે અને અચ્છા ઓ હો હો હો હહહ ઘણું ઘણું ખરાબ લાગ્યું અને વિચાર પણ આવ્યો કે કે શું ભવિષ્ય છે આ છોકરાઓની મહેનતનું એ પણ ચિંતા થઈ શું લાગે છે તમને સરકાર શું કરી શકશે

બરાબર છે એકદમ સાચી વાત

બરાબર છે આત્મવિશ્વાસ દરેક બંને બાજુની જરૂર છે માતા પિતા તરફથી પણ અને સ્ટુડન્ટ્સને પણ વિદ્યાર્થીઓએ ભી આ

જરૂરી તો વિદ્યાર્થીઓ જિંદગીની આ બધી હકીકતો છે એને અત્યારથી શીખી લે તો સારી જ વાત છે એક રીતે આ દ્રષ્ટાંતથી એ પણ બહુ જરૂરી છે ચાલો મળીએ પછી શાંતિથી બરાબર હા આવજો